હા હલો રોયલ ડાઇન હોટલ હા હું રાજન સેલિટામાંથી બોલું છું મેં તમારા ત્યાં હમણાં ઓર્ડર કર્યો છે અને ઓર્ડરમાં પનીર ચીલ્લી ડ્રાય મંચુરિયન પંજાબી સબ્જી અને નુડલ્સનો ઓર્ડર કર્યો હતો તેમાંથી મંચુરિયન પનીર ચીલ્લી અને ફ્રાઈડ રાઈસ મંચુરિયનની કિંમત છે બસો રૂપિયા પનીર ચીલ્લી બસો રૂપિયા અને ફ્રાઈડ રાઈસની સો રૂપિયા હા તો પંજાબી સબ્જી અને એની સાથે મંગાવેલી બીજી જે વસ્તુઓ છે તે બધી આવી ગઈ છે પણ આ ત્રણ વસ્તુઓ આવી નથી તો તમે શું કરશો મારો ઓર્ડર કેન્સલ કરશો આ ત્રણ વસ્તુઓનો કે પૈસા રિ રિફંડ કરશો